અમારા વિસ્તારમાં જોઈએ તો સોમનાથ મહાદેવના મંદિરમાં દેશ વિદેશના લોકો દર્શન કરવા માટે આવે છે જેના લીધે ત્યાં દરરોજને માટે પર્યટકોની ભીડ જોવા મળે છે આ ઉપરાંત અમારા આખા સૌરાષ્ટ્રમાં આ જોઈ શકાય છે કે શેત્રુંજયમાં જૈન દેરાસરો આવેલાં છે જેના લીધે ત્યાં પણ પર્યટકોની ભીડ એટલી જ જોવા મળે છે તો પર્યટન સ્થળ તરીકે તળાજા છે મહુવા છે સોમનાથ મહાદેવ નું મંદિર છે આ ઉપરાંત પોરબંદર દ્વાર દ્વારકા છે પછી ચોટીલા છે જ્યાં ધાર્મિક માન્યતાઓને લીધે લોકો દેહ ઘણ દેશ વિદેશ આખા દેશમાંથી તો આવે જ છે આ ઉપરાંત આ ઉપરાંત તેની ભવ્યતા તેની આકર્ષકતા આકર્ષક શૈલીઓ જૂના જૂના મંદિરો ને જોવા માટે વિદેશના પર્યટકો પણ અહીં આવે છે અને આ મંદિરોના ઇતિહાસનો અભ્યાસ કરી અને તેની કલાકૃતિઓ ની પણ પ્રશંસા કરે છે